હલો નમસ્કાર કોન બોલો સાહેબ હું યુકો બેન્કમાંથી મેનેજર શાહ બોલું સાહેબ આપનો ફોન હતો વાહ વા સરસ વેલકમ

હાં તે સાહેબ તમે આવો અહીં આગળ તમને સૌથી સારામાં સારા રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપશું એ બધા કરતાં અમારે તમારો સ્ટાફ બહુ સરસ સર્વિસ આપશે તમે કમ્પાઉડેડ ઇન્ટરેસ્ટમાં મૂકશો તો તમને વ્યાજનું વ્યાજ મળશે તમે કેટલા વખત માટે મૂકો પિરિયડ છે તે નક્કી કરો તે મુજબ અમે તમને વ્યાજ આપશું અને તમે અમારે ત્યાં જો આ બેંકમાં ફિક્સ ડિપોઝિટ ઇન્વેસ્ટ કરશો તો અમે એની પર ત્યારે તમારે જરૂર પડે ત્યારે તમે કહો તેટલી ઋણ આપીશું અને તેનો વ્યાજનો દર આટલો જ રહેશે વધારે નહીં રહે એક ટકો જ ખાલી વધારે રહેશે હાં તમે ગમે ત્યારે પૈસા લઈને ભાગી શકો અને અમે દસ મિનિટમાં તમને તમે અમે અમે તમને જે ફિક્સ ડિપોઝિટની રિસીપ આપીએ એ લઈ અને જે જેના નામની હોય તેને સ્ટેટ રેવન્યુ સ્ટેમ્પ મારીને તમારે સહી કરવાની અમારે ડોક્યુમેન્ટ સહી કરો ને તમે તમે પૈસા આપી દઈએ દસ મિનિટનું કામ અને તમે જે હ અને તમે જે વ્યાજ અર્ન કરો છો એની પર એક ટકો જ વધારે લાગશે એક કુબેર યોજનામાં મૂકો તમે કંપાઉંડેંડ ઈંટરસ્ટ છે એ તમે જેટલો પિરિયડ વધારે એટલું વ્યાજ વધારે પાંચ વર્ષ માટે મૂકો આ ત્રણ વર્ષ તોબી મૂકો માય જરૂર જરૂર યુ આર વેલકમ તમે કહો તો અમારે તો અમારો માણસ લેવા આવે તમારે ત્યાં હાં ચોક્કસ ના એમાં એમાં એવું છે કે જ્યારે મોટા એમાઉન્ટ મૂકતાં હોય એટલે અમારે વીઆઈપી ગેસ્ટ ક્લાઈન્ટ કહેવાય તો અમે સગવડ આપીએ છીએ અને અને તમે કોઈ રેકમેન્ડ કરશો તો અમે લોન બી આપશુ બીજાને હ હ

આવા ખેતર તમારા નામ પર જ છે હાં તો મળી શકે ફાર્મ હાઉસ તરીકે મળી શકે બીજું હોમ લોન તરીકે ની મળી શકે કે હો મળે મળે મળે વેલકમ સર જરૂર પધારો ઓકે આપનું નામ સાહેબ આપનું નામ અને આપ ક્યાં રહો છો સાહેબ ઓકે વેલકમ તમારો નંબર હુ સેવ કરી લઉં છું તમે હા તો હું તમને કાલે યાદ કરાવીશ કે આપ આવો છો ઓકે થેન્ક યુ